ગુજરાતમાં શિક્ષણ પ્રણાલી સંશોધન અને નવીનતા પર અપૂરતા ઘ્યાનની સમસ્યાને નીચે મુજબ સંબોધી શકાય છે અત્યારનાં ગુજરાતમાં ખાસ કરીને જે શિક્ષણ પ્રણાલી છે તેને જડ મૂળથી બદલવાની જરૂર છે જેમ કે ધોરણ એકથી આઠમાં પોતાની મૂળભૂત ભાષામાં જ બધા વિષયોનું જ્ઞાન આપવું અને ત્યારબાદ જ અલગ અલગ વિષયોનો પરિચય આપવો જેથી કરીને છોકરાઓને ખૂબ જ અગત્યતાથી સમજ પડે અને ત્યારબાદ જ સંશોધનની પ્રક્રિયામાં જઈ શકાય આમ